પચ્ચીસથી ત્રીસ વર્ષો પહેલાં જો આપણે આપણા રાજ્યમાં જોઈએ તો સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં અપૂરતી માળખાગત સુવિધાઓ ઉપકરણની સમસ્યા ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતી પછી સમય સાથે એ સુવિધાઓમાં વિકાસ થતો જોવા મળ્યો આજના સમયમાં આપણે જો જોઈએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જે એ સમસ્યાઓને લઈને સમાધાન સરકાર દ્વારા થતું જોવા મળે છે આપણે જોઈએ કે પહેલાં મોટાં મોટાં શહેરોમાં હોસ્પિટલો એટલે કે આરોગ્ય કેન્દ્રો સરકારના ઊભા કરાયેલાં હતાં જે હવે રાજ્યમાં નાનામાં નાના ગામડાંમાં કોઈ પણ ગામડામાં તમે જાવ એટલે તમને આરોગ્ય કેન્દ્ર તો મળી જ રહે જે આરોગ્ય કેન્દ્રમાં બધી સુવિધાઓ તમને મફતમાં આપવામાં મળે છે એ સિવાયે સુવિધાઓ તો અપાય જ છે તમારી સારવાર પણ મફતમાં થાય છે અને દવાઓ પણ મતલબ ખૂબ જ ઓછા ભાવે ખૂબ જ ઓછા ભાવે તમને પ્રાપ્ત થઈ રહે છે તમે જુઓ કે ગામમાં રહેતા ગરીબો એ ઘણી બધી વાર પોતાની પૈસાની તંગીના કારણે મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર નથી કરવી શકતા તો એ જ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે આ ઉપાય શોધ્યો છે કે આ આરોગ્ય કેન્દ્રોમાં તમે તમારી સારવાર તમે ગરીબ છો તમારી પાસે પૈસા નથી છતાં પણ વ્યવસ્થીત રીતે કરાવી શકો છો અને દવાઓ પણ લઈ શકો છો આ ઉપરાંત આપણે જોઈએ તો પેલા એવો હોસ્પિટલોમાં આરોગ્ય કેન્દ્રોમાં એવા ઉપકરણો હોય જે ચાલતા ન હોય જે ખરાબ થઈ ગયેલાં હોય જેમકે સમય આવે જ્યારે ઓક્સીજનની જરૂર હોય તોય ઓક્સીજન ન હોય એ બધી સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં થતો જોવા મળે છે એટલે કે જ્યારે પણ કોઈ પણ દર્દીને કંઈ પણ સમસ્યા હોય કે ઓક્સીજનની જરૂર હોય એનાં માટે સૌથી મોટું ઉદાહરણ આપણે કોરોનાની માહામારીનું લઈ શકીએ એમના થોડાં થોડાં જ વર્ષો પહેલાં બે ચાર વર્ષો પહેલાં જ કોરોનાની મહામારીથી આપણે સૌ પીડાયા છીએ પરંતુ સરકારની સજાગતા અને સરકારે આપણને જે સુવિધાઓ પૂરી પાડી એના કારણે કેટલાં બધાં લોકોનો જીવ બચ્યો છે આપણે જોઈએ કે સરકારે જ્યારે જરૂર પડી ત્યારે કેટલી બધી જગ્યાએ એકદમ ઈન્સ્ટન્ટ એટલે કે તરત જ ઊભી કરેલી એવી હોસ્પિટલો ઊભા કરેલાં આરોગ્ય કેન્દ્રો જ્યાં કેટલા બધા પલંગ પાથરવામાં આવે જ્યાં તેના ઉપકરણો એકદમ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવામાં આવ્યાં હતાં જેના કારણે જેના કારણે દર્દીઓને સારવાર મળી શકી હતી માત્ર ઉપકરણો અને સુવિધાઓ જ નહી પરંતુ તબીબો ડોક્ટર્સ પણ એટલાં જ ઉપલબધ્ધ કરાવેલાં હતાં સરકારની સાથે સાથે એ સરકારી કર્મચારીઓ એટલે કે ડોકટરો ભગવાન બનીને બધાંને બચાવા આવ્યાં હોય એ રૂપ આપણે આપણી નજરે જોયેલું છે આપણે જોઈયે કે એ ઉપરાંત જ્યારે એ મહામારી ને કારણે જે લોકોને મહાભારી મહામારી એટલે કે કોરોનાનો જે વાઇરસ છે જેને સુધી નથી પહોંચી શકેલો એ લોકોને અને જે લોકોથી પહોંચી શક્યું છે અને એમાંથી નીકળી ગયાં છે એ લોકોને મતલબ બધાં જ સદસ્ય બધાં જ આખી પ્રજા બધાં લોકોને રસીકરણ મફતમાં કરવામાં આવેલું હતું અને એ પણ એક એક ડોઝ એટલે કે એક એક વાર નહીં બે બે વાર નહીં ત્રણ ત્રણ વાર સુધી પૂરેપૂરી સેફટી પૂરેપૂરી સલામતી લોકોની જળવાઈ રહે એ માટે સરકારે ખૂબ જ અગત્યનું કામ કર્યું છે એના માટે આગળ આપણે આપણે જોઈએ કે એવી બધી ઘણી હેલ્થ સ્કીમ એટલે કે ઘણી બધી આરોગ્યની એવી સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ કરાવી છે જેને કારણે એ લોકો પોતાની સારવાર સરળતાથી કરાવી શકતા થાય એ ઉપરાંત જે ઉપકરણોની કમી છે જે આપણે જોઈએ કે હોસ્પિટલોમાં સારા સારા થિયેટર્સ સારા સારા ઑપરેશન થિયેટર કે જેમાં દર્દીનુ ઑપરેશન વ્યવસ્થીત થઈ શકે એ આપણને સરકારી હોસ્પિટલો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં હવે જોવા મળે છે સારા સારા ઉચ્ચ દરજ્જાના વ્યવસ્થીત રીતે પોતાનું ભણતર પૂરું કરીને આવેલાં ડોકટરો આપણને સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ જોવા મળે છે કેટલા બધા આધુનિક ઉપકરણો ઘણી બધી એવું ઘણી બધી વાર કે બહુ ઓછી વાર કે ઘણી બધી વાર એવું થાયે કે ક્યારેક કોઈ તબીબ હાજર ન હોય અને જો જે તબીબ હાજર હોય એને એ ઑપરેશનનો ખ્યાલ ન હોય કે કેવી રીતે કરવું કરવું તો એટલાં બધાં આધુનિક સાધનો આવી ગયાં છે કે વિડિયો કોલ દ્વારા બીજી જગ્યાએ રહેલો એક તબીબ અહીં ત્યાંથી આ અહીં રહેલા તબીબને નિર્દેશ કરે કે કેવી રીતે ઑપરેશન કરવાનું છે અને એવી રીતે ઑપરેશન કરીને પછી એ તબીબો લોકોના જીવ બચાવતાં હોય છે એવું આપણને જોવા મળે છે તો આમ ઘણાં બધાં આધુનિક ઉપકરણોને કારણે કેટલાં બધાં જીવ બચ્યાં છે પછી પહેલાંના સમયમાં આપણે જોઈએ કે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ થાય એટલે એવું થાય કે સમય પર એમ્બ્યુલન્સ ના પહોંચી શકે જો એમ્બ્યુલન્સ ના પહોંચે એટલે ઘણાં બધાં લોકોના જીવ એવી રીતે ગુમાઈ જાય કે આપણે થોડીક જ ક્ષણોના મોડું થવાને કારણે એ પોતાનો જીવ ગુમાવી બેસે પણ એના સુધારામાં જો આપણે અત્યારે જોઈએ તો આપણે ગુજરાત રાજ્ય સરકારમાં સૌથી મોટી સારામાં સારી વ્યવસ્થીત એટલે આપણી એકસો આઠ એમ્બુલન્સની સેવા એક સો આઠ નંબર ડાયલ કરો એટલે થોડીક જ મિનિટોમાં કોઈ પણ જગ્યાએ એક સો આઠ પહોંચી જાય અને ફટાફટ તમને હોસ્પિટલ એટલે કે આરોગ્ય કેન્દ્રે એ તબીબ પાસે પહોંચાડી દે અને તમારી સારવાર સમયસર થાય અને તમારો જીવ બચી શકે આવા તો કેટલા હજાર લાખો લોકોના જીવો એ એકસો આઠની એમ્બુલન્સને કારણે બચ્યાં હશે આમ રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં જે અપૂરતી માળખાગત સુવિધાઓ અને ઉપકરણોની જે સમસ્યા છે એના માટે ખૂબ સારામાં સારી રીતે સરકારે તેના ઉપાયો શોધ્યાં હોય તેવું આપણને જોવા મળે છે